રાજ્ય સ્વાસ્થ્ય સ્થળે અત્યંત પાછળ છે સ્વાસ્થ્ય સંભાળ હેઠળ ઘણો અપૂરતા જોડાણ થયેલાં છે જેને લીધે બાળકોમાં પણ બીમારીનાં પ્રમાણ વધેલાં છે અને રાજ્યમાં જે બીમારી છે તેનાં તેના ઉકેલ માટે રાજ્યએ ઘણી એવી અપૂરતી જે જોડાણ છે તેને દૂર કરવા માટે કારીગરી કરી રહ્યું છે જેમકે તે સીએસઆર ફંડિંગ જે છે પછી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરસીપ છે તેની જોડે તે હેલ્થ સેકટરની સાથે જોડાઈને કામગીરી કરે છે અને આજે સ્વાસ્થ્યને લઇ લગતી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ થઈ કરી શકાય આના આની સાથે અને જે બીમારીને લીધે જે લોકોનું મૃત્યુ પામી રહ્યાં છે તેના પરિવારને પણ રાજ્ય જે છે તે સ્વાસ્થ્ય સંભાળ હેઠળ તેના પછી તેના પરિવારને પૈસાની પણ મદદ કરી આપે છે આ રીતે ફંડિંગ કરીને પણ આપ સમસ્યાનો ઉકેલ કરી જ શકાય